પશુઓને ચરાવવા માટે ખુલ્લાં મોટા મેદાનો હોય છે પરંતુ તમે જો શહેરની બાજું આ બધું કરવા જાવ તો તમને આ બહુ મુશ્કેલની વાત છે કારણ કે તમને મેદાન અને એમાં પણ ઘાસવાળાં મોટા મેદાનો પશુ પક્ષીઓને ચરાવવા માટે નથી મળતા મળી રહેતા એટલે તમને આ બધા પ્રાણીઓને પાળવા છે આ બધું કરવું છે જેમ કે ગાય ભેંસ બકરાં ઘેટાં તો આ બધું તમે શહેરની બહાર શહેરના કિનારે શહેરની હદે જ્યાં લાગે ત્યાં બાજુ તમે આ બધું કરી શકો કારણ કે શહેરની વચ્ચે તમને આ બધું વસ્તુઓ નહીં મળી રહે હા પણ તમને આ નાનાં મોટાં પ્રાણીઓ છે જેમ કે બકરી છે ઘેટાં છે આ બધું પાળવું હોય તો તમે રાખી શકો છો તમને હમણાં ચારા શહેરમાં મળી રહે છે તો તમને ચારા લઈને ઘરમાં એમને ચરાવી શકો છો અને રહી વાત પ્લાસ્ટિક પાણીની તંગી આ બધાની તો શહેરમાં તમને આ બધી તંગી નહીં મળી રહે પરંતુ તમે ગામડામાં જાવ ત્યાં જાવ તો તમને ત્યાં આ બધું જોવા મળી રહે કે પાણીની તંગી આ બધું ચારાની તંગી પણ થઇ શકે પણ તમે શહેરમાં આ બધું કરો તો તમને આ બધું જોવા નહીં મળે અને અમુક વખત ખાવા પીવાના પણ બરાબર રીતે તમે ના આપો અને ખરાબ ખાવાનું પીવાનું હોય માહોલ બરાબર ના હોય વાતાવરણ ખરાબ હોય તો જાનવરો ઉપર પશુઓ ઉપર ખોટી અસર પણ પડે છે સેહત ઉપર પણ અસર પડે છે તો આ બધું આપણે જોઈને અને બહુ ધ્યાન રાખવું પડે છે